રશ્મિકા મેડમ બોલે છે બસ મજામાં હું એનોવેટિવ સ્કૂલમાંથી બોલું છું અચ્છા કેમ છે બસ જો મજામાં શું કે તમાર કોર્સને રિલેટેડ કેવું ચાલે છે હા એટલે અમારે હમણાં વરસાદના લીધે અમારે પણ કયા લેક્ચરને ઈ લેવાણા નથી એટલે ઘણો બધો કોર્સમાં ને પાછળ રઈ ગ્યાં છે બાળકો અછ હ હ એટલે અમે પણ ઓનલાઈન લેક્ચરને એવું લીધા છે કે જેથી આપણે બાળકોને વાંધો નો આવે જેથી એનો કોર્સ ટાઈમ પર પૂરો થઈ જાયને અને એક્ઝામમાં કાંઈ પ્રોબ્લેમ નો આવે તો તમે લોકોએ ઓનલાઈન લેક્ચર અચ્છા તમે લોકો એકસ્ટ્રા ક્લાસને એવું કરો છો તો એ પછી તો જ્યારે વરસાદ ન હોય એના પછીના ટાઈમમાં કે એ રીતે એડજસ્ટ કરતા હસો ને

ઓકે તો ઈ તો મેડમ એવું હોય તો કદાચ જો વરસાદ હોય ને તમારે લેક્ચર લેવાના હોય ને તો ઓનલાઈન પણ લઈ લેવાય એટલે શું કે વરસાદમાં બાળકોને આવુંએ નો પડે વાંધો નો આવે અને તમારી વા હા ના એ વાત તમારી સાચી પણ છે કે ભાઈ કે જેટલું આઆપણે પડે રૂબરૂ ભણાવીએ તો પછી બઉ વાંધો નો આવે હ ઓનલાઈનમાં પ્રોબ્લમ પડતા હોય હા એ વાત તો છે મેડમ તમારી ઓકે શું કયો છો મેમ હા એક્ઝામ ઓકે મેમ તો હવે સારું ચાલો આપડે પછી વાત કરીએ બાય